જ્યારે ટ્રેક પૂરો થાયને ત્યારે આપણે મારી આંખમાં તો આંસુ આવી ગયા જેને એવું લાગે કે કેટલા વર્ષોથી મેં કંઈ લક્ષ્ય જોયું હતું કે હું પર્વતોને જોઈશ અને હું ઉપર જઈને જોઈશ કે હિમાલય કેવો હોય હિમાલયના પર્વતો કેવા હોય અને એ જોઈને જે લાગણી થઈને એને શબ્દમાં લખી શકાય કે બોલી શકાય એવી તો ન જ હતી એ દૃશ્ય જોઈને આંખોમાંથી પાણી સિવાય બીજું કશું જ નહીં નો સ કોઈ જ શબ્દ નહીં કંઈ જ નહીં બસ મન એક આહ્લાદકતાને પીવા માટે જાણે તૈયાર થઈ ગયા અને આનું વર્ણન કેવી રીતે શબ્દમાં કરવું એ મને સમઝ જ નથી પડતી આટલા ઉપર ટ્રેકિંગ કરીને ગયા પછીનો જે થાક હતો એ થાક તો ક્યારે વિસારે પડી ગયો એ થાક જેવો શબ્દ જ ન લાગ્યો અને જ્યારે સમિટ પર પહોંચીને ત્યાંથી ઊતરતી વખતે અમારા કોઈનામાં પણ એક પણ શબ્દ બોલવાની તૈયારી જ નહીં હતી કારણ કે અમારું મન એ અનુભવમાંથી જ બહાર નહોતું નીકળ્યું એટલું બધું સુંદર દૃશ્ય હતું એ અને આ જ દૃશ્ય આ જ દૃશ્ય મારા મનને વારંવાર ટ્રેકિંગ કરવા માટે પ્રેરણા આપી રહ્યું છે